અમારા ત્યાં લગ્નમાં લગ્ન જેવા મોટા મોટા પ્રસંગોમાં પાણીની વ્યવસ્થા અત્યારના સમયમાં ખૂબ જ ઇઝી થઇ ગઈ છે જેવું કે સરકારનું પાણી આવે છે બીસ્લેરી બોટલો છે બીસ્લેરી એક મોટી કંપની છે બરાબર પછી કુલર આવે છે પાણીનાં કુલરો આવે છે આ બધામાં ઠંડા પાણી આપણને જોવા મળે છે જેમકે સરકાર આપણને પાણી આપે છે એ પાણી બહુ સાફ હોય છે અને સુથરૂં હોય છે જેવું કે આપણે શાદીના પ્ર શાદી જેવા લગ્ન જેવા મોટા મોટા પ્રસંગોમાં એ પાણી આપણે યુઝ કરી શકીએ છીએ બરાબર જેવું કે આપણે એક બીસ્લેરી એક પાણીની સૌથી મોટી એક કંપની છે કંપ આ પાણી કંપનીમાં આપણને ઠંડુ પાણી જેવી વ્યવસ્થા ખૂબ જ જેટલાં બી આપણાં પ્રમાણના હોય તો આપણને કરી આપે છે

જેવું કે આપણે ત્યાં કહીએ તો આપણને એ મોટા મોટા ડ્રમ ડ્રમ છે પછી કુલર છે જેવાં આપણે જે જોઈએ આપણને એ આપી દે છે આ મારો એક એવો સૌથી મોટો અભિપ્રાય છે